હું એક મેડિકલ સ્ટુડન્ટ છું પણ નૃત્યનો મને સાથે સાથે શોખ છે એટલે હું કરી રહી છું ડાન્સમાં કેવું કે મને બ્રેક જોઈએ ત્યારે ફ્રેશ થવા માટે હું કરું તો એવા એમ સપના જેવું તો કંઈ નથી પણ હા મને અલગ અલગ જગ્યાએ જઈને ડાન્સ કરવો ગમે અલગ અલગ મને સ્ટેજ મળે તો પણ મને વધારે ગમે ઈન્ડિયાને હું રિપ્રેઝન્ટ કરવા જાઉં બહાર તેવું મને ઈચ્છા તો છે તો આવી રીતે બહુ બધા તો નહીં પણ એકાદ નાના નાના સપના છે